મારે એક ખૂબ જ ખાસ અને પ્રિય મિત્ર છે એક સમય એવો હતો કે જ્યારે અમે બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા તેથી રોજ જ મળવાનું થતું હતું રોજ અમારા વચ્ચે વાતો થતી હતી અમે રોજ સાથે ભોજન કરતા હતા અને ઘણી બધી મસ્તી કરતા હતા એક દિવસ એવો આવ્યો કે એમણે એમના સંબંધીઓને મળવા માટે બહારગામ જવાનું થયું આથી અમારા વચ્ચેની મુલાકાત બંધ થઈ ગઈ થોડા દિવસો માટે તો એ થોડા દિવસ મને એમની ખૂબ યાદ આવી એમની યાદગીરી માટે મેં એક ખૂબ જ સુંદર કવિતા લખી હતી એ કવિતાનો ભાવ યાદગીરીનો જ હતો મેં કવિતામાં એવું નિરૂપણ કર્યું હતું કે ઘણા દિવસોથી આપણી મુલાકાત નથી થઇ આપણા વચ્ચે વાતો નથી થઈ આપણે સાથે જમતા હતા તો એ બધા દિવસોને યાદ કરીને મેં કવિતા લખી હતી અને એ કવિતા એમને ખૂબ જ ગમી હતી ને હિન્દી ભાષામાં કવિતા લખી હતી કારણ કે મારી એમની સાથેની વાતચીતો હિન્દીમાં જ થાય છે મેં કવિતાનો અંત એવી રીતે કર્યો હતો કે કવિતામાં એમનું નામ પણ આવી જાય એટલે મારી કવિતાની જે છેલ્લી પંક્તિ હતી એમાં મેં એમનું નામ પણ લખ્યું હતું અને ખરેખર એ કવિતા વાંચીને ખૂબ ખુશ થઈ ગયા હતા હવે તો ઓફિસ બદલાઈ ગઈ છે આથી હવે તો એમ પણ અમારા વચ્ચે મુલાકાતો થતી નથી પરંતુ આજે પણ જ્યારે મને એમની યાદ આવે છે હું એ કવિતા વાંચી લઉં છું અને એ કવિતા વાંચીને મને એમની યાદ આવે છે એ દિવસો યાદ આવી જાય છે કે જ્યારે મેં કવિતા લખી હતી અને એ ખૂબ જ ખુશ થયા હતા કવિતા સાંભળીને અને એમના ચહેરા પરની ખુશીનો જે ચિત્ર છે એ ચિત્ર મારા મનમાં આવે છે એ ચિત્ર જોઈને એમના ચહેરા પરનું સ્મિત જોઈને હું ખૂબ જ ખુશ થાઉં છું આજે અમે એક જ શહેરમાં રહીએ છીએ પરંતુ ઓફિસ બદલાઈ ગઈ હોવાના કારણે રોજ મુલાકાત નથી થતી પરંતુ એ કવિતાનાં માધ્યમ દ્વારા અમે રોજ એકબીજા સાથે વાતો કરીએ છીએ એકબીજાને યાદ કરીએ છીએ